દવાઓના આયુર્વેદિક અને હોમીઓપેથી દવાઓ એ આપણાં શરીર માટે ફાયદાકારક હોય છે અને ઇ હોસ્પિટલમાં જે દવાઓ આપણને આપવામાં આવે છે તેનાથી આ આયુર્વેદિક દવાઓ અને હોમિયો પેથી દવાઓ લેવાથી આપણાં શરીરમાં જે કાંઇપણ રોગ થયો હોય કે કોઈપણ બીમારી હોય તે સારી રીતે તે તે સારું થવા માટે સમય લેશે પણ એ દવાથી એ દવા આયુર્વેદિક અને જો હોમીઓપેથી દવા લેવામાં આવે તો તે તે દવા લેવામાં આવે તો જે કંઈ બીમારી થઈ હોય છે તે એનું જડથી નિવૃત્ત થાય છે અને તે ફરી થવાની શક્યતા ઓછી થાય છે ત્યારે આપણે હોસ્પિટલમાં ગયા હોય અને જે દવાઓ આપે તે દવાઓથી આપણને આપણાં શરીરમાં સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે જેમકે વાળ ખરવા વગેરે જેવા સાઈડ ઇફેક્ટ જોવા મળે છે શરીર ફુલવું વગેરે જેવા સાઈડ ઇફેક્ટ જોવા મળે છે એટલા માટે બને ત્યાં સુધી આપણે આણાંળા જીવનમાં કોઈપણ બીમારી આપણને થાય અથવા થઈ હોય તો આપણે આપણાં માટે બેસ્ટ હોમિયોપેથી અને આયુર્વેદિક દવાનો લેવી જોઈએ એનાથી આપણા અને આપણાં શરીર માં સારી એવો કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય અને તે બીમારીને આપણે જડથી મટાડી શકીએ છીએ એટલા માટે આપણે આયુર્વેદિક અને હોમિયોપેથી જેવી દવાનો ઉપયોગ કરવો કરવો જરૂરી છે તો જો એવી ઘણી બધી બીમારીઓ છે જે આપણે ઘરે બેઠા બેઠા આપણે તેને સારી કરી શકીએ છીએ અને જેમકે તાવ છે ઉધરસ છે શરદી છે વગેરે જેવી જે કાંઇ બીમારી છે તેને આપણે ઘરે બેઠા બેઠા આપણે તેનો નિરાકરણ લાવી શકીએ છીએ જેમકે જો આપણને ઉધરસ થઈ હોય શરદી થઈ હોય વગેરે જેવી બીમારી થઈ હોય તો આપણે તેના માટે ગરમ હળદર વાળું દૂધ પી શકીએ તુલસીનાં પાંદ છે વગેરે જેવાનો ઉકાળો કરીને પી શકીએ તો અલગ અલગ વનસ્પતિઓને ધ્યાન હોય છે તેઓ આપણાં જીવનમાં આયુર્વેદિક દવાઓ તરીકે કામ કરતાં હોય છે